ગેમિંગ ઈન્ડસ્ટ્રીમાં પહેલાના સમય કરતાં અત્યારે ખૂબ જ ફેરફાર થઈ ગયો છે ખાસ કરીને ગેમિંગ ની ટેકનોલોજીમાં અત્યારના લોકો ખૂબ જ આગળ વધી ગયા છે અને સારી સારી ટેકનોલોજીઓ કાઢે છે અને નવી નવી ગેમો બનાવે છે એ લોકો અને પહેલાના લોકો કરતાં અત્યારના લોકો રમ ગેમ રમવામાં ખૂબ જ માહીર હોય છે અને પહેલાના લોકો ગેમિંગમાં કંઈ ધ્યાન આપતા ન હતા ને તેમનું દ્રષ્ટિકોણ ખૂબ જ અલગ હતો ગેમિંગ પ્રત્યે ને અત્યારના લોકો ગેમિંગમાં ખૂબ જ આગળ વધી રહ્યાં છે અને ખૂબ જ સારો અનુભવ પ્રાપ્ત કરી રહ્યા છે ને તેમને મનોરંજન પણ મલે છે અને કામ પણ થાયે છે બંને વસ્તુ એક સાથે થઈ શકે છે અને પહેલાના લોકો ગેમિંગમાં એટલું બધુ ધ્યાન આપતા ન હતા અને પહેલાના લોકો પહેલાના ગ્રાફીક્સ કરતાં અત્યારના ગ્રાફીક્સમાં ખૂબ જ ફેરફાર આવ્યો છે પેલાના ગ્રાફીક્સ ખૂબ જ સસ્તા અને ખરાબ પણ હો હતા અને અત્યારે ખૂબ જ સારા અને પેલા ટૂડી અને અને થ્રીડીમાં ખૂબ જ ફેરફાર આવ્યો છે તે બહુ જ સારા હોય છે થ્રીડી અને ગેમિંગમાં હવે લોકો ખૂબ જ આગળ વધી રહ્યા છે અને ક્રિએટિવ બની ગયા છે લોકો તેમા પોતાનું ભવિષ્ય પણ બનાવી શકે છે ગેમિંગ ઈન્ડસ્ટ્રીમાં અને ઘણા લોકો ખૂબ જ અમીર અને બન્યા પણ છે